કળા અને હસ્તકળા વપરાશની સુલભતા પોષણ ક્ષમતા માટે મારા વિસ્તારમાં કેટલાક પ્રયત્નો થઈ રહ્યા છે જેમ કે પ્રદર્શનનાં થોડા થોડા સમયે હસ્તકળા અને કળા પ્રદર્શનનાં બજાર ખુલ્લાં મૂકવામાં આવે છે જેથી લોકો એને નિહાળી નિહાળી શકે અને ખરીદી પણ કરી શકે કેટલાક કારીગરોને તાલીમ અને માર્ગદર્શન આપીને એમની કુશળતા અને તા વિકસાવામાં આવે છે ડિજિટલ પ્લેટફોર્મ ઈ કોમર્સ વેબસાઈટો બનાવીને તેમાં આ કળા હસ્તકળાનાં ફોટા મૂકીને વિશ્વભરમાં વેચાણ કરી કરી રહ્યાં છે કેટલીક સરકારી યોજનાઓ પણ આવી કળાઓને પ્રોત્સાહન આપતી હોય છે સબચિડી લોન અને તાલીમ કેમ્પો આપવાના કારણે ઉત્પાદનનો વ્યાપક પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં વધારો કરવામાં આવે છે સ્થાનિક બજારોનાં કારણે ગ્રાહકોને સુલભતા વધે છે અને હસ્તકળાને પ્રોત્સાહન મળે છે આ બધી રીતે મારા વિસ્તારના કળા અને હસ્તકળા ક્ષેત્રે વપરાશની સુલભતા અને પોષણ ક્ષમતા માટે કારીગરોને વિવિધ રીતે ટેકો આપવામાં આવે છે જેનાથી તેઓ વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી શકે